હા હા હીરો હોન્ડા સર્વિસ સેન્ટરમાંથી બોલું છું બોલો બાઇક મોડી ફાય કરાવાનું છે બરોબર ક્યુ મોડલ છે સ્પેલન્ડર બે હજાર પંદર બરોબર હા શું શું કરાવાનું છે

હા હા હા બરોબર હા હા હા તમસુ બરોબર ટોટલ મોડી ફાય કરવાનું છે બીજું કરાવું છે હ સમય સાત આઠ દિવસની અંદર થઈ જાસે

ખર્ચો તો જો એમા એવું છે કે છ હજાર તમારે એન્જીનના થાસે એના સિવાય બે હજાર ટીયુબ ટાયરના થાસે અને એન્ટીગેટર ને ઇ બધુ થઈ ને એક હજાર જેવુ થાસે પછી સાઇલેનશર ના હ ટોટલ હા હા ઇ તો થઈ જાસે ટોટલ પંદર હજાર થાસે તમને જેમ અનુકૂળતા હોય એનું ના ના ના ના કામ પરફેક્ટ થાયે તો જ પૈશા દેવાના બસ કામ પરફેક્ટ થાયે તો જ પૈશા દેવાના નહિતર નઇ દેવાના બસ કમ્પ્લેટ કમ્પ્લેટ એમા કાઇ ન ગટે કમ્પ્લેટ થઈ જાયે ગેરેન્ટી ચાર થી પાંચ વરસની

બરોબર હા સોનાગ્રરા મીતેશ બરોબર હા બરોબર વાંધોનઈ ભલે ભલે ક્યારે આવસો તમે બાઇક લઈને ભલે ભલે કાલે કોલ કરીને આવજો હો ભલે બાય થેન્ક યૂ